હા મોઢેરા સૂર્યમંદિર અને પાટણની રાણી કી વાવ ઐતિહાસિક સ્થળો છે અને મેં તેમનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું છે જો કોઈ પ્રવાસી ગુજરાતની મુલાકાત લેવા માંગે તો એમને અહીં કેટલીક ટિપ્સ આપી શકાય એક સર્વસમયનું ધ્યાન રાખવું મોઢેરા સૂર્યમંદિર અને રાણી કી વાવ બંનેને જોવા માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચે છે કારણ કે આ સમયમાં હવામાન વધુ સુમેળભર્યું હોય છે બે મૂળભૂત જાણકારી સ્થળોની ઐતિહાસિક અને સ્થાપત્યક પરંપરા સમજવી મહત્વપૂર્ણ છે મોઢેરા સૂર્યમંદિર સૂર્યદેવતાના મંદિર તરીકે પ્રખ્યાત છે જ્યારે રાણી કી વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે જે સ્ટેપ વેલ તરીકે સમૃદ્ધ શિલ્પકલા ધરાવે છે ત્રણ ગાઈડ જો તમે પ્રોજેક્ટ અને ઐતિહાસિક પરંપરા વિશે વધુ જાણવા ઈચ્છો તો સ્થાનિક ગાઈડ લેવા સલાહરૂપ છે ચાર ફોટોગ્રાફી અને તકનીકી સાધનો એ ઈ ડિક્લેર ચાર્જ રાખો અને કેમેરા તૈયાર રાખો કેમ કે આ સ્થળો શિલ્પો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે અદ્ભુત છે પાંચ પ્રવાસન સુવિધાઓ મોઢેરા અને પાટણ નજીક ફૂડ અને રોકાણ માટે સારી વ્યવસ્થા છે પરંતુ મોટા શહેરોમાંથી થોડે દૂર હોવાથી આગોતરી બુકિંગ અને પ્લાનિંગ જરૂરી છે છ પરિવહન મોઢેરા અને પાટણ નજીકના મોટા શહેરો અમદાવાદ અને મહેસાણાથી વાહનથી સરળતાથી પહોંચી શકાય છે